આજકાલનાં બાળકો જે ગામડાઓમાં પહેલાં રમાતી હતી રમતો જેમ કે ક્રિકેટ છે વોલીબોલ છે કબડ્ડી છે અ ઢગલીઠેક છે ખૂંચણીયા છે લખોટીઓ છે અ ક રંગ ઉડાડાવા છે પતંગ ઉડાડવી છે આવા તહેવારો પણ બાળકો અત્યારે ઉજવતાં ઓછા થઇ ગયાં છે પહેલાના સમયમાં બાળકો દરેક તહેવારોને ધામધૂમથી ઉજવતાં હતા અને દરેક રમતો અં સાથે મળીને અત્યારે પાંચ પાંચ નાનાં બાળક એકસાથે ક્યારથી જોવા મળતા નથી ગામડાઓમાં કશેક કશેક અત્યારે જોવા મળે પણ શહેરમાં આ વ્યવસ્થા અત્યારે સાવ અ બંધ થઇ ગઇ છે જેના કારણે આ ગેમ મોબાઇલ આવતા ઘણા બધા આ અત્યાધુનિક મોબાઇલ આવતા બાળકોમાં પણ પરિવર્તન આવી આવી ગયું કારણ કે તેની અંદર એવી આધુનિક ગેમો ગેમનામાં એટલો બધો પોરવાયેલો છે ત્યાં અત્યારનાં બાળકો એ ગેમોનાં લીધે આ જે એના ટાસ્ક આવતાં હોય છે એ પૂરાં ન થતાં એ આપઘાત કરી લેતાં મૃત્યુને ભેટી લેતાં હોય છે ત્યારે આજકાલના બાળકો રમતાં હોય તેવી ઘણી બધી રમતો જેમ કે મોબાઇલમાં સતત ગેમ રમતાં હોય છે ગામડાઓમાં જઇએ તો ઘણી બધી ગેમ ક્રિકેટ છે વૉલીબૉલ છે ફૂટબૉલ છે આવી ઘણી બધી રમતો અ રમતાં હોય છે